દરેક જમનારને દરેકની થાળીમાં સરસ રીતે જમવાનું મળે અને સારી રીતે જમી શકે સંતોષથી એવો અમારો આગ્રહ છે જમતી વખતે અમે બધા દિવસ દરમ્યાન શું બન્યું છે એની વાતો અને ચર્ચા કરીએ છીએ અને એકબીજાની વાત બધા શાંતિ થી સાંભળીએ છીએ અમારો જમવાનો પોગ્રામ આવો હોય છે